જે આ આ બહુ ઘણાં વર્ષ પહેલાંનું છે જ્યાં ચણવાઈ આગળ ચણવાઈ છે પાલડીથી અતુલ આ મુકુન્દ પાસેથી ચણવાઈ છે રોડ પર છે તો ચણવાઈ જતા છે ને ઘણા કાઝીયા જે રહેતા હતા તે કાઝી કહેવાય છે એ લોકોના પણ એક બગી જેવી રહેતી હતી ને એના ઘોડા રહે ને એ લોકો બપોરના સમયે કે સાંજના સમયે ફરતા તેથી નોર્મલ માણસ જે બી ટ્રાવેલ કરતા હોય કે આપણાં કાસ્ટવાળા કે કોઇ બી હોય જે કાઝીથી પેલા અલગ હોય ને તે લોકો જે ટ્રાવેલ કરતા કે જતાં હોય તો તે લોકો એમને બીવડાવતા કોઈ છોકરી હોય તો તેમને એ લોકો રેપ કરતા બળાત્કાર કરતા એમને બીવડાવતા એ લોકોનું બધું જે એમનું કોઇ બી માણસ પર જે હોય તે બધું લઈ લેતા પૈસા અને એવું લૂંટ ફાટ ને એવું મચાવ્યા તેનો આતંક બહુ પહેલાંથી બહુ જ ઘણો હતો જે લોકો બીજી જગ્યાએથી આવીને અહીં ચણવાઈમાં વસી ગયેલા અને તે લોકો પોતાની સત્તા ચલાવવા માગતા હતા તેથી બને બીજા બધા આ કાસ્ટવાળાને બહુ જ પ્રોબ્લ્મ થયેલી તેનાથી જે માંગેલા હતા ને એ લોકો એકવાર એવું વિચારીને આ બધું એ લોકો નાટક ભજવતાં જતા માંગેલા લોકોને બીજા બધા લોકોએ એ વિચારીને એના પર એ લોકોને એ લોકોના આ આતંક દૂર કરવા માટે એમને સજા આપવા માટે અને એ લોકો આ જે કરે તે ખરાબ છે એ સમજાવવા માટે એ લોકોએ એકવાર કાઝી લોકોને સબક સબક ખાવા બદલ એ લોકોને બહુ જ મારેલા મારેલા હતા તેમજ જેથી એ લોકો શાંત થયેલા પણ ત્યારબાદ બી જો ધીરે ધીરે એ બધુ બંધ નહીં થયેલું અચાનકમાં બધું બંધ નહીં થયેલું એના એ જે લોકો બહુ બીતા હતા ને એ લોકોનો એટલો ધાક હતો કે એ લોકો ઘરેથી નીકળવાથી બી બીતા કે હા કાઝી આવે છે કે પોતાનાં બાળકને બી બહાર એકલા નહીં જવા દેતા હજુ બી એટલો ધાક છે અને જે પહેલાં જેટલો હતો તેનાથી ઓછો છે પહેલાં તો લોકોને એકલું જવું મુશ્કેલ થઈ ગયેલું હતું એક કોઈ છોકરી કે એક કોઈ મહિલા બી એકલી જઈ નહીં શકતી હતી બહાર બહાર જવા માટે પણ એ લોકોએ ઘણા જૂથમાં ને એવું જવું પડતું કેમકે એ જે ટાઈમે એ લોકોનો સાઇમ હોય એ જે કાઝીઓનો ફેરા મારવાનો ટાઈમ હોય ને તે ટાઈમ પર જો આપણે જતાં હોઇએ તો એ લોકો આપણને નુકસાન પહોંચાડે છે એ લોકો કોઈને એમ જ જવા દેતા નથી ને એ લોકો એટલા ખુન્નસ માણસ હોય કે એ લોકો તેને મારી નાખવા સુધીનો તાકાત રાખે છે એ લોકો એ લોકોની બગીમાં હથિયાર તલવાર ને જે નાઇફ ચપ્પુને એવું બધુ લઈને જ ફરતા હોય છે જેથી એ લોકોને દયા આવતી નથી ને એ લોકો કોઈ દિવસ પણ કોઈપણ દયા ખાતા નહીં હતા પહેલેથી જ એવું ચાલતું હતું લોકો એ બધું જેમ અંગ્રેજોને આપણે સહેતા હતા તેવી રીતના ચણવાઈમાં પણ બધા લોકો એ લોકોનું પેલું સહ્યા કરતા ચણવાઈથી લઈને નવેરા રોણમેલ સુધી એ લોકનું ધાક હતું ત્યારબાદ તે એ લોકોએ એ બધું પર કંટ્રોલ નહીં લાવતા માંગેલા વાળાએ જે એ લોકોને સબક શીખવવા માટે જે બધું કર્યું ત્યારબાદ એ બધા શાંત થયા ધીરે ધીરે ઓછું થઈ ગયું ને અત્યારે ખૂબ જ ઓછું છે ને એ લોકો પણ શાંત ને શાંતિથી રહે છે અને આપણી કાસ્ટ સાથે હજુ પણ એ લોકોની કાસ્ટ અલગજમાં જ આવે છે એ મેં એ બધાના લીધે લોકો હજુ પણ થોડું થોડું એ લોકોનામાં ધાક છે કે કાઝી આવશે તો કાઝી આવી રીતે ધીમે ધીમે ઓછું થશે ને એ ઓછું થવું ખૂબ જ જરૂરી છે કેમકે એ કોઈની પણ ભારતમાં કે કશે બી કોઈનું બી એકલાનું નથી કે પોતાની સત્તા ચલાવી શકે બધા સંપીને હળી મળીને જ રહેવું જોઈએ ને એનાથી આંતર જીવન પણ એટલું નોકરી પણ જતા કે બધાયને બહુ તકલીફ થતી હતી ને અત્યારે જે બધું નોર્મલ થઈ ગયેલું છે જે માંગેલા લોકોએ એ બધું કરેલું ને એ લોકો ને ખૂબ જ મારેલા ત્યારથી આ બધું નોર્મલ છે ને એનાથી જ એ લોકો બી શાંત રહે છે ને એ લોકોએ શાંતિથી જીવે ને અત્યારે કાઝી નામની એ લોકોની ગલી છે જેમાં કોઈ જતું નથી ને એ લોકો કોઈ સાથે વધારે ઇન્ડેટફેર કરતા નથી ને એ લોકોનું અલગથી દૂરનું જ આ લોકોનો સમાજ અલગ જ રહે છે અને આપણા સમાજને અલગ છે એ લોકને હવે કોઈને બીવડાવવાનું નથી કે કોઈને રેપ કે બળાત્કારનું એવું બધુ હવે ચાલતું નથી એ બધુ અટકી ગયેલું છે શાંત થઈ ગયેલું છે